હલો હલો હા સાંઈરામ આઈસ ક્રીમ પાર્લર હા મારે તમારે ત્યાં બનતા આઈસ ક્રીમ માટેની થોડી માહિતી જોઈએ છે આપને ત્યાં દૂધનું આઈસ ક્રીમ જ બને છેને હા અને કઈ કઈ એમાં કઈ કઈ જાતના આઈસ ક્રીમ છે કઈ કઈ ફ્લેવરના

બરાબર હા હં બરાબર છે હવે એની અંદર તમે પાર્ટી પેક રાખો છો કે કપ જ રાખો છો બોલો હા બરાબર છે અને આ પ્યોર દૂધનો જ બને છે એટલે ખાવામાં કોઇ વાંધો નહીં ન એટલે તબિયતની દૃષ્ટિએ

આ ખાંડ હા હા હા અને એમાં ભાવ શું શું હોય છે મને થોડા ભાવ કહેશો હા હા હા બરાબર એક સો પચાસ રૂપ્યા હા આ એક કિલોના બરોબર છે બરોબર છે

બરોબર છે ભલે ભલે ભલે બસ લે આપનો ખૂબ ખૂબ આભાર માહિતી સરસ આપે આપી અને હવે અમે મુલાકાત લેશું આપણા સ્ટોરની ભલે આભાર